આજથી લગભગ પાંચસો વર્ષ પહેલાં કોઈ પણ વાહનવ્યવહાર ન તો બળદગાડુ હતું બળદગાડામાં જતા કોઈ હાંઢીયા ઉપર જતા કોઈ ઘોડા ઉપર જતા કોઈ ચાલીને જતા પણ આ વાહન આવવાથી આપણી જીવનની ગુણવત્તા વધી ગઈ છે અને આપણે એની શોધ કરી એ બહું ભાગ્યશાળી છીએ કે આપણે હવે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી ગમે ત્યાં આપણે જવું હોય હ તો આપણે ફટાફટ પહોંચી જઈએ છીએ પહેલા આવા ક્યાંય વાહનો ઉપલબ્ધ ન હતા તો કોઈ પણ જાતના વાહનો હતા નહીં પછી ધીમે ધીમે સાઈકલની શોધ થઈ પછી ધીમે ધીમે બધો વાહન વ્યવહાર નવી પદ્ધતિથી ચાલુ કર્યો અને આજે ટુ વ્હિલ ફોર વ્હિલ બધા સાધનો આપણને જીવનમાં ખૂબ ઉપયોગી છે પહેલાના જમાનામાં કોઈ પણ વાહન વ્યવહાર ન તો પણ તેનાથી માણસની તંદુરસ્તી પણ સારી રહેતી અને આયુષ્ય પણ લાંબુ હતું આ ઘોંઘાટભરી વાહનવ્યવહાર વધ્યો એના હિસાબે થોડી એમ કે માનસિક સ્ સ્થિતિ શરીર ઉપર અસર કરે છે એનો ધુમાડો છે ગેસની વાસ છે એ બધું શરીરને થોડી હાની પહોંચાડે છે પણ આપણા માટે બહુ સરસ છે એટલે ટુ વ્હિલર ફોર વ્હિલરનો ઉપયોગ કરવો જરૂરી છે